પરંપરાગત પ્રસંગો એ નૃત્ય કરતી વખતે એક સૌથી જે ચહીતું જે વસ્ત્ર છે એ છે ઘાઘરો ચોલી જે મુખ્ય રીતે સ્ત્રીઓએ પહેરવામાં આવે છે ઘાઘરો એક ભડકતી મોટી લંબાઈવાળો સ્કર્ટ હોય છે જેમાં ભરતકામ મીરરવર્ક આવા બધા અને ચમકનો કામ કરવામાં આવે છે આ પોશાક પહેરાઈ ઘણીવાર રંગબેરંગી ઓઢણી અથવા દુપટ્ટો દ્વારા પૂરક બને છે જે ખભા પર સુંદર રીતે સજાવવામાં આવે છે પુરુષો માટે વાત કરીએ આપણે તો પુરુષો માટે પરંપરાગત પોશાકમાં ધોતી અને કુર્તાનો સમાવેશ થાય છે ખાસ કરીને તહેવારો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દરમિયાન પહેરવામાં આવે છે ધોતી એક લાબું સિલાઈ વગરનું કપડું હોય છે જે નીચલા કપડાં તરીકે પહેરવામાં આવે છે જે કુર્તા સાથે જોડાયેલો છે જે છૂટક ફિટિંગ અને ટ્યૂનિક છે આ જોડા રંગબેરંગી પાઘડી સાથે પહેરવામાં આવે છે જે ગૌરવ અને સન્માનનું પ્રતીક હોઈ છે આ નોંધપાત્ર પોશાક બાંધણી સાડી છે જે તેની ઘૂંટણ વગરની પેટર્ન અને મોટીક બનાવવામાં આવે છે